હેલો હા કોણ બોલે

હાય ઈલેક્ટ્રીશીયન ભાઈ ભાઈ બોલું છું

હા હા વાંધો નહીં હું તમને કામ કરી આપીશ પણ મારે શું શું કરાવાનું છે તમારે બરાબર પણ મારે હવે તમાર ઘર જોવા આવવું પડશે પછી હું હું તમને એસ્ટીમેટ આપીશ ઠીક કેટલાં રૂમ બેડ છે ચાર બેડ છે અને એક હોલ છે હ હ રસોડું છે બરાબર બરાબર એમાં કેટલા પોઈન્ટ આપવા પડશે અને અને વાયરીંગ વાયરીંગ કરાવાનું છે

બરાબર બરાબર છે હા

હું તમને છે ને એસ્ટીમેટ મોકલી આપીશ બરાબર છે ઘર જોઈને પછી આપણે એ કરીએ વાયરીંગ ને બધું